હલો હા મેમ બોલું છું સ્કૂલમાં મદની સ્કૂલમાંથી બોલું છું

હા મારા છોકરાના હું ડ્રેસ સિવડાવવો છે ફંક્શન માટે એનાં કપડાં સિવડાવવાનાં છે હઉ દસ પંદર જોડી સિવડાવવાનાં છે છોકરાં માટે ફંક્શન છે ને એટલે

ડિજાઇનમાં એક જ જેવા જોઈએ છે રંગીન વાઈટમાં જોઈએ છે વાઈટમાં એક આખા વાઈટ પંદર જોડી હઉ એ બસ આ વાઈટમાં જોઈએ છે પંદર જોડી અચ્છા સીવજો સાહેબ ફૂલ ગેરમાં સીવજો ના ભાડે જોઈએ છે સાહેબ રાખીને શું કરવાનું ભાડે ભાડે મળશે ખરી તૈયાર કેટલામાં પડશે ઓછા નહીં સો રૂપિયા ઓછા નહીં થાય હા ઓછા કરજો ને જરી હા હા તે સાંજે આવું છું હું હા તે કરી આપજો હં પંદર જોડી જોઈએ છે લઈ લેજો છોકરીના છોકરીના જ ના છોકરાઓમાં ના લેડીઝમાં જ જોઈએ છે પંદર જોડી જોઈએ છે એકલા વાઈટ જોડીની સારું ચલો હા